હું એક ગામમાં રહું છું મારું ઘર ગામડામાં આવેલું છે ગામડું મારું ગામડું શહેર કરતાં ઘણું દૂર આવેલું છે તો અમે અમારા ગામ મારા પપ્પા પણ ખુદ ખેડૂત છે અને ઘણાં બધાં જ વ્યક્તિઓ ખેતી કરે છે બધા જ લોકો પોતાનો જીવન ખેતી પર ગુજારે છે તો તે લોકોને દર જુદી જુદી સીઝને તે લોકો જુદા જુદા પાકો કરે છે ચોમાસામાં તે લોકો ભાત વાવે છે શેરડીનો પાક કરે છે શિયાળામાં તે લોકો જુદા જુદા કઠોળો વાવે છે તો તે લોકોને તે શહેરમાં બજાર આવેલી છે તો તે લોકોને પોતાના ગામથી શહેર સુધી જવું ખૂબ મુશ્કેલ પડે છે તે લોકો એકલા જતાં હોત તો તે લોકો બસ રિક્ષામાં જતાં રહેત પરંતુ તે લોકો પાકને કેવી રીતે લઈ જાય તેના માટે તે લોકોએ ટ્રક ટ્રેક્ટર ટેમ્પો ભાડે કરવો પડે પરંતુ રોજ રોજ ભાડે કરો તે લોકોને ખૂબ મોંઘું પડી જાય છે અને તે લોકોનું માટે કંઈ બચતું નથી અને તે લોકો સવારથી નીકળે તો ત્રણથી ચાર વાગી જાય તો પાકને લેવાવાળા વેપારીઓ જતાં રહે છે અને તે લોકોને પાક વેચાતો નથી અથવા વેચાય તો સારો ભાવ મળતો નથી એટલે ખેડૂતો નિરાશ થાય છે સરકારે ખેડૂતો માટે હેલ મદદ કરવી જોઈએ ગરીબ અને મધ્યમ વર્ગીય વ્યક્તિ જો રોજ રોજ પોતાનું પર્સનલ સાધન લઈ ન શકે તો રોજ રોજ ભાડે કરે તો તે લોકોને તે લોકોના માટે કંઈ બચતું જ નથી શેરડીનો પાક ખેડૂત કરે છે અને તે શેરડી આખો દિવસ તે લોકો શેરડી ખેતરમાંથી બહાર કાઢે છે અને તે બળદગાડા અથવા કોઈ ટેમ્પામાં તે લોકો ભરીને લાવે છે તો તે શેરડી સુગર ફેક્ટરી સુધી જાય તેટલે તો તે સાંજ થઈ જાય છે અને સાંજ થઈ જવાથી પાકને શેરડીને સારો ભાવ મળતો નથી એટલે ખેડૂતો નિરાશ થઈ જાય છે તે માટે ખેડૂતે ખેડૂતો માટે ત્રણથી ચાર ગામો વચ્ચે સરકાર એક બજાર સેન્ટર ખોલી આપવું જોઈએ કે જ્યાં વેપારીઓ આવે અને આ પાક લઈ જાય પરંતુ તેવું કંઈ કરતાં નથી ગામડે ગામડે હેલ્થ સેન્ટરો છે આંગણવાડીઓ છે સ્કૂલો છે તે રીતે સરકારે તે રીતે સરકારે એક પાક લેવા જવા માટે એક બજાર ખોલવી જોઈએ